ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જયાં પ્રવાસીઓ મુલાકાત લેવાનું અથવા મુલાકાત કરવાનું પસંદ કરતા હોય છે જેમાં ધાર્મિક સ્થળો પણ ઘણાં બધા આવેલાં છે દરેક રાજ્યમાં અલગ અલગ ધાર્મિક સ્થળો જોવા મળે છે અને કોઈ ખાસ ધાર્મિક સ્થળની વાત કરવામાં આવે તો એ છે ભગવાન મહાદેવજીનાં ચાર યાત્રાધામો જેમાં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ અને રામેશ્વરમનો સમાવેશ થાય છે આ ચાર પવિત્ર યાત્રાધામો ભારત આખા ભારતભરમાં પ્રવાસન માટે ખૂબ જ પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે અહીં અલગ અલગ મંદિરો આવેલા છે તેથી ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે અને તેમાંથી જો વાત કરવામાં આવે તો સૌથી પ્રખ્યાત યાત્રાધામ એ અમરનાથ યાત્રાધામ છે અહીંની ખાસ વાત એ છે કે અહીં બરફનું શિવલિંગ બનતું હોય છે જે માત્ર શિયાળા શિયાળાની ઋતુ દરમ્યાન જ બનતું હોય છે અહીં પહોંચવું ખૂબ જ દુર્ગમ છે કારણ કે શિયાળામાં આ યાત્રાધામના આખા રસ્તાઓ બરફથી ઢંકાયેલા હોય છે જેથી ત્યાં ઘણી દુર્ઘટનાઓ પણ થાય છે પણ ત્યાંનું બરફનું શિવલિંગ જોવા માટે ઘણા ઘણા રાજ્યના વિવિધ યાત્રાળુઓ આવતા હોય છે આ ઉપરાંત વાત કરવામાં આવે ભગવાન શ્રી કૃષ્ણના પ્રખ્યાત ધાર્મિક સ્થળોની તો એ છે દ્વારકા અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો બીજું છે વૃંદાવન જયાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો આ સ્થળની પણ ઘણાં લોકો મુલાકાત લેતાં હોય છે આ ઉપરાંત વાત કરવામાં આવે ધાર્મિક ઉત્સવો કે જે ઉજવાતા હોય તો એમાં સૌથી પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે શ્રી જગન્નાથ પુરીની રથયાત્રા આ રથયાત્રા ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા સાથે જોડાયેલો છે આ આ રથયાત્રા આખા શહેરમાં ફેરવવામાં આવે છે અને સાંજે પછી શ્રી કૃષ્ણ ભગવાનનાં મોસાળ પક્ષમાં આ આ રથયાત્રાનું સમાપન કરવામાં આવે છે આ રીતે જોવા જઈએ તો ભારતમાં ભારતના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ યાત્રાધામો આવેલાં જોવા મળે છે